અમારી સંસ્કૃતિઓમાં સ્ત્રીઓ સાથે માસિક સ્રાવ સમયે વખતે વિવિધ પ્રકારના વ્યવહાર કરવામાં આવે છે અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવે છે જેમ કે ત્રણ દિવસ ત્રણ કે પાંચ દિવસ સુધી ભગવાનની નજીક નહીં જવાનું મંદિરમાં નહીં જવાનું એક બીજા લોકોને અડકવાનું નહી એવી વસ્તુ કે જેમાં પાણી હોય તેવી તેવું ખોરાક કે વસ્તુને પણ અડકવાનું નહીં કે પછી રસોઈ કરવાની નહીં કોઈ બીજું કાર્ય કરવાનું નહીં આ બધી માન્યતાઓને અત્યારે લોકોએ આભડછટ ના નામે સ્વીકારી લીધી છે પરંતુ એ ખરેખર પહેલાંના સમયમાં આ જે નિયમો જયારે બન્યાં ત્યારે એ આ રીતે તો નતા જ બન્યા તેનું મુખ્ય કારણ કંઈક બીજું જ હતું જે મંદિરમાં ન જવાની વાત છે તો એમાં માણસના શરીરમાં જે સાત ચક્રો છે એ ચક્રોના વિશેનું નોલેજ હતુ એ લોકોમા તેથી કરીને તેમને આ નિયમો બનાવ્યા જેમા પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનુ જે ઇમ્બૅલૅન્સ થઈ જાય તેના લીધે મંદિરમાં ન જવા દેતા મંદિરમાં જે હકારાત્મક ઉર્જા રહેલી હોય છે તે અને સ્ત્રીના માસિક સ્રાવ સમયના તેની અંદર ઉત્પન્ન થતી ઊર્જાનું જ્યારે ઘર્ષણ થાય ત્યારે સ્ત્રીઓને વધુ દુખાવો થવાની શકયતા રહે છે એટલા માટે તે લોકોને મંદિરમાં જવાની મનાઈ હતી બીજી રીતે જોઈએ તો પહેલાંના સમયમાં ભગવાનની સેવામાં લોકો વધુમાં વધુ સમય ફાળવતા હતાં જો આ વસ્તુ માસિકસ્રાવ સમયે સ્ત્રીઓ કરે તો તેના શરીરમાં એક યા બીજી રીતે દુખાવો થાય છે ત્યાં બેસી રહેવાથી પણ થઇ શકે કે જ્યારે પોતા અને પોતાનું ધ્યાન દુખાવામાં જ હોય તેથી તે ભગવાનમાં ધ્યાન ન આપી શકે એટલે માટે પણ તેમને મંદિરમાં જવાની મનાઈ હતી ત્રીજી રીતે જોઈએ તો આ સમયે મંદિરમાં જવા માટે લોકો એવું માનતા કે ભગવાનની સેવા કરવા સમયે નહાવું શરીરને સ્વચ્છ કરો તે જરૂરી છે અને માસિક સ્રાવના સમયમાં નહાવાથી શરીર અને શરીર આંતરિક અને બાહ્ય રીતે ઠંડું પડી જાય તો તેનાથી એ સ્રાવ છે એમાં ઘટાડો આવી શકે છે જે લોકોના જે સ્ત્રીઓને શારીરિક રીતે પણ નુકસાનદાયક છે લાંબાગાળે પણ નુકસાનદાયક છે હવે આ બધું ન થાય એટલા માટે તેને મંદિરમાં જવાની મનાઈ કરી છે અને બીજી વાત બીજા લોકોને અડવાની કે કોઇ એવા કામ કરવાથી જે પાણી સાથે સંકળાયેલા છે તો આ સમયે સ્ત્રીઓને ભરપૂર આરામની જરૂર રહે છે તેથી તેને ભારે કામ કરવા દેવામાં આવતા નથી તેનામાં અશક્તિ પણ ખૂબ જ હોય છે તેથી તેને સારું એવુ અને હેલ્ધી ખોરાક ખવડામાં આવે છે અને સામે બીજુ એવા કઈ કાર્યો કરવામાં આવતા નથી કે જેનાથી તેને અસર પડે એને એની શારીરિક સ્વસ્થતા અછ્ત શારીરિક સ્વસ્થતા પર અસર પડે બીજી બાબતરે શારીરિક સ્વચ્છતાની તો પહેલાના સમયમાં સ્ત્રીઓને જ્યારે તેના આ સમયમાંથી પસાર થતી હોય ત્યારે તેને એક કોથળા પર સુવડાવવામાં આવતી તો કોથળાનું આપણે એ રીતે માની શકીએ કે એની અંદર રહેલી જે ગરમાહટ છે સ્ત્રીઓના શરીરને અને તેના માસિક સ્ત્રાવના જે ચક્ર હોય એને અસર કરે છે સ્વચ્છતામાં જોઇએ તો પહેલા સમયમા જે કપડાઓનો ઉપયોગ થતો એ હવે એ હવે એ હવે આધુનિક સમયથી આવતાં પેડસથી લઈ લેવામાં આવ્યો છે અને ભારતીય સંસ્કૃતિ હવે એ વાતને અપનાવે છે કે આ સમયમાં સ્ત્રીઓ અછૂત નહીં પણ સૌથી વધારે સ્વચ્છ હોય છે મેં ખુદે ઘણા ખરા એવા પરિવારો જોયેલાં છે જેમાં જ્યારે દીકરીને પ્રથમવાર આ માસિક સ્રાવ આવે છે ત્યારે તેના મમ્મી પપ્પા એક ઉજવણી જેવું કરે છે ઘરનો માહોલ બહુ સારો હોય છે કારણ કે એ એવું માને છે કે હવે પોતાની દીકરી સ્ત્રી બની ગઈ છે અને આ સ્ત્રીને એ કોઈ દેવીથી ઓછી પૂજતા નથી ભારતમાં એક જગ્યાએ મંદિર પણ છે કે જ્યાં એ સ્ત્રી જેના માસિક સ્રાવ ચાલુ છે તે લોકોને પૂજવામાં આવે છે તેની સેવા કરવામાં આવે છે અને એમાં પણ ઘણી ખરી જગ્યાઓ મેં જોયેલી છે કે જયાં જ્યાં લોકો મંદિરની પાસે જ એવી કોઈ જગ્યા બનાવેલી હોય છે કે જ્યાં સ્ત્રીઓને આ સમયમાં એ લોકો એની મદદ કરી શકે સેવા આપી શકે અને હિંદુ ધર્મમાં પણ ધર્મગ્રંથોમાં પણ એવું જ ઘણી જગ્યા લખાયેલું છે આ સમયે સ્ત્રીઓ એ સૌથી શુદ્ધ હોય છે તો એમને પૂજવી એ અને એમની સેવા કરવી એ બી એક ધર્મનું કામ છે તો ઘણાં ખરાં પરિવારો ધર્મના કામ તરીકે પણ સ્ત્રીઓને આ સમયે ધ્યાન રાખે છે